આપણાં ભારતમાં વાહન વ્યવહારની સુવિધા એટલે કે પહેલાં આપણાં ભારતમાં વાહન વ્યવહારની સુવિધા હતી જ નહીં જેમકે પહેલાં ક્યાંય પણ જવું હોય ગામની યાત્રા કરવા કંઈક વસ્તુ લેવા કાંઈક બીજા ગામે જવું હોય તો ઘોડાગાડી છે પછી ઘોડો છે કે પછી બળદગાડું છે કે પછી માત્ર સાઈકલ આટલા વસ્તુથી કાં પછી પગથી ચાલીને જતાં એ રીતે પગયાત્રા કે કંઈ જવું હોય તો એ રીતે કામ પૂરાં કરતા હતા પણ હવે આપણાં ભારતમાં વાહન વ્યવહારની સુવિધા બહુ સારી એવી થઈ ગઈ છે બીજા દેશ કરતાં કાંઈ નહીં તો પણ આપણાં દેશમાં બહુ સારી એવી થઈ ગઈ છે હં જેમકે બધાના ઘરમાં એક તો ટુ વીલ કાં એકટીવા તો હશે જ તે અને કોઈપણ વ્યક્તિને ક્યાંય પણ જવું હોય તો ગાડી લઈને જાય છે અને વાહન વ્યવહારની સુવિધા બહુ સારી એવી છે અને આપણાં ભારત દેશમાં તો બસની સુવિધા રીક્ષા એવી રીતે અને સરકારી બસ બીઆરટીએસ અને આપણાં આપણાં ભારતમાં તો મેટ્રો બુલેટ ટ્રેન આ બે આ બે પણ વાહન વ્યવહારની સુવિધા કરવામાં આવે છે એના ટેશન પણ મંડ્યા છે બનવા અને આ યાત્રિગણો એટલે જેમ કે કોઈની પાસે ગાડી ન હોય તો બહુ ગરીબ હોય એને કંઈ પણ કામે જવું હોય બહુ આઘી જગ્યાએ જવું હોય તો એ આ ટિકિટ લે કે રિક્ષાવાળાને પૈસા દઈને એ જઈ શકતા હોય છે અને હવે તો યાત્રીગણોની પડકારો બહુ ઘણા ખરા છે આમાં કે એ લોકોને આ રિક્ષામાં અ કોકને મોંઘુ પડે કોઈકને બહુ લેટ પણ થઈ જાય છે બસમાં જેમ કે જો બીઆરટીએસમાં કેવું હોય છે કે બીઆરટીએસમાં કોઈક જાય એટલે કે બસ આખી ફુલ હોય તો કોઈને સીટ મળે ન મળે બીઆરટીએસમાં પાછું એમ પણ થાય કે બહુ ભીડ હોય તો એમાં કોઈક ચોર ગરી ગયો હોય તો મોબાઈલ લઇ લે કોઈક પાકીટ લઈ લે એવી રીતે એવું ઘણું ઘણું નુકસાન પણ થાય છે અને ઘણા એવા બસમાં એક્સિડન્ટ પણ થતા હોય છે જેથી તેના કામ પર પહોંચી શકાતા નથી અને રીક્ષા અને રિક્ષામાં એવું છે કે ઓલું મીટર ચાલું કરી દે એટલે એનાથી બહુ ટિકિટ પણ થઈ જાય એટલે ઘણાં લોકો એમાં ઓટો રીક્ષામાં જતાં પણ નથી અને બીઆરટીએસમાં જવા માંડ્યા છે અને આ બુલેટ ટ્રેન ચાલું થશે તો એમાં પણ એવી જ રીતે ભીડ થવા લાગશે અને આવી જ રીતે મોબાઈલ પાકીટ ને એવી રીતે પૈસા પૈસાને એવું બધુ ચોરી માંડશે થવા જેથી ઘણા લોકોને આવી રીતે નુકસાન પણ થશે અને બહુ સારું એવુ પણ છે આ ટેકનોલોજી અને પણ ઓટોરિક્ષાને એ બધું થાય તો થોડુંક ઓલું પણ થાય છે